ગુજરાત સરકારની શિક્ષણ પ્રણાલીમાં અમુક સ્કૂલોને ગ્રાન્ટ આપવામાં આવે છે અને અમુક સ્વનિર્ભર શાળાઓ પણ છે તો જે શાળાઓમાં ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં શિક્ષકોનો પગારનો ખર્ચ એ સરકાર આપે છે તે ઉપરાંત શાળામાં જે કંઈ પણ બીજો ઈતર ખર્ચ થાય છે જેમ કે પટાવાળા બેન કે ભાઈનો ખર્ચો પછી પાણી બિલ લાઈટ બિલ આ બધો જ ખર્ચ છે એ ગુજરાત સરકાર તરફથી કે ભારત સરકાર તરફથી આપવામાં આવે છે આ ઉપરાંત જે ગ્રાન્ટેડ સ્કૂલો છે ત્યાં નીભાવ ખર્ચ તરીકે પણ જે તે શાળાના સંચાલકને અમુક રકમ આપવામાં આવે છે અને સરકારની પોતાની જે સરકારી શાળાઓ છે એમાં પણ આજ કાલ તો ખૂબ સરસ શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે અને એમાં તો ટોટલ ખર્ચ જે છે સંપૂર્ણ ખર્ચ એ સરકાર તરફથી આપવામાં આવે છે એમાં સરકાર તરફથી શિક્ષકોની નિમણુક કરવામાં આવે છે આ ઉપરાંત પટાવાળા છે કે કામવાળા બેન છે કે પાણીવાળા છે એ બધાજનો પગાર છે એ સરકાર તરફથી કરવામાં આવે છે આ ઉપરાંત જે વિધાર્થીઓ છે તેમને પણ એમનો ગણવેશ એમના પાઠ્યપુસ્તકો એમને લખવાની નોટબુક એમની જે પેન પેન્સીલ રબર આ બધું જે એમની રોજની સ્ટેશનરી છે આ બધું જ સરકાર તરફથી મફત આપવામાં આવે છે તે ઉપરાંત સે જે બાળકો સવારે શાળાએ આવે છે એમને મધ્યાહન ભોજન એટલે કે બપોરે એક વખત જમાડવામાં પણ આવે છે સરકાર તરફથી ખુબ પૌષ્ટિક ખાવાનું એ બાળકોને પૂરું પાડવામાં આવે છે અને ખાવાનું ખૂબ સરસ હોય છે એટલે બાળકો પણ હોંશે હોંશે શાળાએ આવે છે અને આમ અત્યારે ગુજરાતમાં લગભગ એમ કહી શકાય કે શિક્ષણનો દર એ આ સરકારની મફત શિક્ષણ આપવાની પ્રણાલીને લીધે શિક્ષણનો દર છે એ લગભગ નેવુંથી પંચાણું ટકાએ પોંહચી ગયો છે બા સ ગુજરાતમાં દરેક સો એ નેવુંથી પંચાણું ટકા જે પ્રજા છે તે શિક્ષિત છે અને આમ શિક્ષિત રાજ્યની ગણતરીમાં ગુજરાત ગુજરાત રાજ્ય એ ખૂબ આગળની હરોળમાં સ્થાન ધરાવે છે અને એનું કારણ એ છે કે ગુજરાત સરકાર છે એ આવી રીતના શિક્ષણ પ્રણાલીને સમૃદ્ધ કરવા માટે ખૂબ સારું એવું ભંડોળ પૂરું પાડે છે અને આ ગુજરાત માટે એક ખૂબ સારી વાત છે કે આવી રીતના મફત શિક્ષણ આપવાથી જે જે માતા પિતા છે કે જેઓ પોતાના બાળકને ભણાવી શકવા માટે સક્ષમ નથી તો એ આ લાભ લે છે સરકારની આ શિક્ષણ વ્યવસ્થાનો અને એમ કરીને નબળા વર્ગના બાળકો પણ ખૂબ સારી રીતે ભણી શકે છે અને આમ આપણે ગુજરાત સરકારને જે ટેક્સ ભરીએ છીએ જે કરવેરો આપીએ છીએ એનાથી આ નબળા બાળકો છે એ લોકો સારી રીતે શિક્ષણ મેળવી શકે છે અને આમ આપણું ગુજરાત રાજ્ય એ શિક્ષિત રાજ્ય તરીકે આજે વિકસીત થઈ રહ્યું છે એમાં ગુજરાત સરકારની આ શિક્ષણ વ્યવસ્થાનો ખૂબ સારો ફાળો છે અને અમે એક સામાન્ય નાગરિક તરીકે ગુજરાત સરકારની આ શિક્ષણ વ્યવસ્થાને ખૂબ સરાહના કરીયે છીએ ખૂબ એમને વંદન કરીએ છીએ કે ગુજરાત સરકાર આવું સરસ કાર્ય કરી રહી છે શિક્ષણ ક્ષેત્રે જે ખૂબ સારી વાત છે